હલ્લો યસ યસ બોલો બોલો બોલો હા હા બોલો બોલો બોલો બોલો હા બોલો

ઓકે હં હં ઓકે ઓકે ઓકે તમે રાતે જાગો છો મોડા સુધી તો કોઈ તમારે વર્ક હોય છે કે એવું કંઈ હં હં

ઓકે બરોબર છે અને રાત્રે પછી મોબાઈલ જ જુવો છો વધારે હં હં હં બરોબર બરોબર અને તમારા કોઈ હં બરોબર અને તમારા કોઈ ઘરમાં કોઈને એવું ખરું કે માઈગ્રેન પ્રોબ્લેમ કે એવુ કંઈ ઓકે એવું છે એમને ના તો કે કોઈ વાર બની શકે છે ઘરમાં કોઈ તમારે એવી પ્રોબ્લેમ હોયને તો તમને પણ થઈ શકે એવુ બી બની શકતું હોય છે ઘણીવાર મારી જોડે ઘણાં પેશન્ટ એવાં આવ્યાં છે કે જેમને આવી રીતના પ્રોબ્લમ હોય છેને તો હા તો જેનેટિકસ હોય તો હોય શકે પણ કંઈ કેવું કે એમને ખ્યાલ ના હોય એવું બીજું કંઈ નહીં ઓકે હા તો નંબર લીધે બી થઈ શકે ઘણી વાર બનતું હોય છે હા એ બી થઈ શકે તમે રેગ્યુલર જે ગ્લાસ ના પહેરતાં હોય તો આ આ વસ્તુ બની શકે બરોબર છે હા બીજું કંઈ હોય તો તમે જણાવી શકો છો હા હા હા હં બરોબર છે બરોબર છે હા એટલે એમા કેવું થાય કે અમુક વાર આપણે કોઈ બી જગ્યાએ સ્પોર્ટ્સ રમતા હોઈએ સમજો તો કેવું કે કોઈ ઈંજેરી થઈ ગઇ હોય પણ આપણને ધ્યાન ના હોય ક્યાં તો તમે જિમ જાઓ છો હા તો જિમ તમે જતાં હોય તો કોઈક વાર બેક બેક તમે મારતા હોવ છો કદાચ બકપેઇન એના લીધે બી થઈ ગયું હોય કોઈ વાર તો એ પણ કારણ હોય શકે કોઈ વાર હા અને જો તમને જરાય વધારે ડીટેઈલ્સમાં જો તમારે જાણવું હોય તો આપણું દવાખાનું અહીં નજીક જ છે અહીં આણંદમાં જ છે વિદ્યાનગર રોડ પર તો તમે આવી શકશો ઓકે ઓકે હા યા યા યા થેન્ક યૂ